મધ્ય ગુજરાતમાં આપણે બનતી વાનગીઓ જોઈએ તો એમાં ઉંધીયું છે ગેસ છે એ બધી વસ્તુઓ છે એ બનતી રહે છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીઓનું ફેવરિટ એટલે ઉંધીયું અને ઇનફેકટ મારુ પણ ફેવરેટ એટલે ઉંધીયું ઉંધીયું છે એમાં હરેક શાકભાજી છે એ નાખ મિક્સ કરવામાં આવે છે અને એની અંદર જે મેથીના ઢોકળા આહાહા લાજવાબ એ એટલા સરસ હોય કે એ ઢોકળા ખાવાની જે મજા હોય એ એ શાક જેટલી જ આવે છે શાકમાં રસો હોય છે અમુક લોકોને રસા વગરનું પણ ભાવે છે પણ ઈન શોર્ટ મધ્ય ગુજરાતની મારી ફેવરિટ વાનગી હોય તો એ છે ઉંધીયું